ભારતની અધિકૃત ભાષામાં હિન્દી અંગ્રેજી ગુજરાતી જેવી અનેક ભાષાઓનો સમાવેશ થાય છે ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અંગ્રેજી ભાષા એ અંગ્રેજો દ્વારા પ્રાચીન કાળમાં બોલવાથી આવી છે ભારતમાં કુલ બાવીસ અધિકૃત ભાષાઓ છે જેમાં બંગાળી નેપાળી સંસ્કૃત હિન્દી ગુજરાતી મલયાલમ અંગ્રેજી ઉર્દૂ કન્નડ તેલુગુ વગેરે જેવી અન્ય ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે ભારતના બધા રાજ્યો અને પ્રાંતો અલગ અલગ ભાષા બોલે છે જેમકે દક્ષિણ ભારત બાજુ તામિલ તેલુગુ કન્નડ વગેરે ભાષા પશ્ચિમ બાજુ ગુજરાતમાં ગુજરાતી ભાષા ઉત્તર બાજુ લાસ્ટમાં હિમાચલ પ્રદેશમાં કાશ્મીરી સિમલામાં માં બોલાતી ભાષાઓ હિન્દી વગેરે ઘણી ભાષાઓ ભારતમાં બોલવામાં આવે છે ભારતમાં અધિકૃત ભાષાનું ઘણું મહત્વ રહ્યું છે જે પ્રાચીન સંસ્કૃતિ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે